અમે ઓનલાઇન રેસીપી જોઈને સરસ મજાની વેજીટેબલ મસાલેદાર ખીચડી બનાવી છે તેમાં બટેટા ડુંગળી ફુલાવર ગરમ મસાલો વગેરે નાખીને તૈયાર કરી પણ પાણી વધારે પડવાથી લોચો ખીચળી થઈ હવે અપેક્ષા પ્રમાણે ન બની તો તેમાં જુવાર ચણાનો લોટ ઉમેરી તેનો લોટ બાંધી લસણ કોથમીર ભાજી નાખીને મૂઠિયાં બનાવ્યાં અને બધાએ ખૂબ ખુશ થઈને આરોગ્યાં